ગ્રામીણ વિસ્તારોની સાંસ્કૃતિક ઓળખને સંરક્ષિત કરવામાં અને આગળ વધારવામાં પરંપરાગત રમતો એ સારી એવી ભૂમિકા ભજવતી આવી છે ગ્રામીણ વિસ્તારોમાં રમાતી રમતો જેવી કે ક્રિકેટ સંતા કૂકડી કબડ્ડી વગેરે જેવી રમતો એ ગ્રામીણ વિસ્તારોમાં રમાતી આવે છે આવી રમતો પહેલાં ગ્રામીણ વિસ્તારો પૂરતી જ સીમિત હતી પણ ધીરે ધીરે આ રમતો શહેરોના બાળકો પણ રમવા લાગ્યા અને હવે તો આ રમતોનો ક્રેજ એટલો વધી ગયો છે કે હવે તો બે શહેરો શહેરો વચ્ચે પણ આ રમતો રમાતી હોય છે અને તેમાં જીતનારને પ્રોત્સાહન કર આપવા માટે ઘણા એવા મોટા મોટા ઇનામો પણ આપવામાં આવે છે જેથી લોકો પ્રેરાઈને આ રમતો રમે અને આગળ વધે રમતો રમવાથી આપણને શારીરિક રીતે પણ ખાસો એવો લાભ થતો હોય છે જેથી કરીને રમતો રમવી એ ખૂબ સારી બાબત ગણવામાં આવે છે